હલો અ તમે મેજિક ચિકનમાંથી બોલો છો અલ્તાફભાઈ બોલો છો તમને તમે મને ઓળખ્યું હું અમરીન શેખ બોલું છું અને જે અ તમે તમારા ત્યાંથી હું શું ઓડર કરું છું તમને ખબર છે ને શ એ એક શાવરમા અને એક ચિકન ઓડર ક ઓડર લખી આ લખી લો અને તે મારા તે જે જૂનાં એડ્રેસ પર ના મોકલતા જે તે દરિયાપુરનું જે એડ્રેસ છે ત્યાં નહીં મારું નયે નવા એડ્રેસ પર મોકલજો અને જે છે જમાલપુર પગથિયા તાંગડવાડમાં હું રહું છું ત્યાં મોકલજો મ મારો ઓડર ઓકે